ભારતીય સમાજમાં ધર્મનું ઘણું મહત્ત્વ છે અન્ય ધર્મ વિષે એ ગમે કે બધા સાથે હળીમળીને એકબીજાને સાથ સહકાર આપી શકીએ છીએ જો સમાજમાં એક જ ધર્મના લોકો રહેતા હોય ત્યાં ધર્મની ભૂમિકા એકીકરણની હોય છે પરંતુ જે વિવિધ ધર્મના લોકો હોય ત્યાં ધર્મો સમાજમાં વિવાદ અને સંઘર્ષનું કારણ બની શકે છે ભારતીય સમાજમાં વિવિધતામાં એકતા જાળવવા માટે કેટલાક પરિબળો છે એક ભૌગોલિક અને વસ્તીવિષયક ભારતની સૌથી મહત્ત્વની વિશેષતા તેની ભૌગોલિક પરિસ્થિતિ અને વસ્તીવિશેષક છે બે ધાર્મિક ભારત વિવિધધર્મી દેશ છે ભારતમાં સાત મુખ્ય ધર્મના અનુયાઈઓ વસે છે તેમાં હિન્દુ ધર્મના લોકોની સંખ્યા સૌથી વધુ છે ત્રણ સાંસ્કૃતિક ધર્મની જેમ સંસ્કૃતિ પણ એકતા અને વિવિધતામાં પ્રતિક છે ભારતીય સંસ્કૃતિનો વિકાસ એ ઉત્તમ ઉદાહરણ છે ચાર રાજકીય બ્રિટિશ શાસનકાળ પૂર્વે ભારત ક્યારેય એક રાજકીય સામાજિક સંગઠનના સ્વરૂપે સંગઠિત ન હતો ભારતીય સમાજમાં વિવિધતા જાળવવા માટે ભારતને ધાર્મિક સમાનતા કાયમી રાખવાની જરૂર છે